ગુજરાતમાં મનોરંજન ઉદ્યોગમાં કામ કરવા માટેની એટલી બધી તકો છે આપણે થોડા સમય પહેલાં જો વાત કરીએ કે પહેલાંનો સમય એવો હતો કે એની અંદર તકો એટલી બધી નહોતી મળતી એનું કારણ એ હતું કે મનોરંજનનાં જે ક્ષેત્રો હતાં એ માત્ર ને માત્ર બે જ ક્ષેત્રો હતાં એક રેડિયો અને બીજું દૂરદર્શન ત્યારે કોઈ ચેનલોનો અવકાશ નહોતો અટલે કે ચેનલોની સંખ્યાઓ નહોતી એનાં માટે થઈને એ સમય દરમ્યાન તકો ઓછી હતી અને હવેનાં સમયની અંદર વર્તમાન સમયની અંદર એટલી બધી મનોરંજન ક્ષેત્રે એટલી બધી તકો ઉપલબ્ધ થઈ છે કે એ તકોની તો વાત જ ન કરી શકાય આપણે દાખલા તરીકે ઉદાહરણ સમજીએ કે રેડિયો અત્યારે એમાં પણ તકો છે જ સાથે દૂરદર્શન એમાં પણ તકો છે એ ઉપરાંત આગળ વાત કરીએ તો અલગ અલગ પ્રકારની ચેનલ્સ સેટ ટોપ બોક્સ એ બધી ચેનલો હવે આવી ગઈ છે કે જેનાં કારણે એ ચેનલોમાં અલગ અલગ પ્રોગ્રામનાં કારણે મનોરંજન ક્ષેત્રે કલાકારોને અલગ અલગ પ્રકારની તક ઉત્પન્ન થઈ છે એમાં આપણે સંગીતનો કલાકાર ગણી લો એક્ટિંગ કરતો કલાકાર ગણી ગણી લો નાટક ભજવતો કલાકાર ગણી લો જૂની રંગભૂમિનાં કલાકારો ગણી લો પછી તૂરી બારોટ જે કલાકારો છે એ ગણી લો એ બધાને અલગ અલગ ચેનલ્સની અંદર વિષય પ્રમાણે અલગ અલગ પ્રકારની એમને ખૂબ તક મળે છે આપણે દાખલા તરીકે જોઈએ કે દૂરદર્શનમાં પહેલાં મહાભારત અને રામાયણ આ બે જ વધારે પડતું જોવાતું જે આપણાં મધર ફાધરે જોયેલી હોય આપણે જોયેલી હોય તો એ એ સમય દરમ્યાન માત્ર દૂરદર્શન હતું પણ હવે એવું બન્યું છે કે તમારી સામે એટલી બધી ભાષાની અલગ અલગ પ્રકારની ચેનલ્સો આવી ગઈ છે કે જેની અંદર સતતને સતત તમારે કામ કરવું હોય તો થઈ શકે આપણે દૃશ્ય શ્રાવ્ય એટલે કે જે ચેનલ્સની જ વાત કરીએ તો એમાં જોઈયે તો હવે તો એવું બન્યું છે કે સમય જતાં એ ચેનલ્સની અંદર એક પછી એક સિરિયલ્સ એક પછી એક એપિસોડ એ બધાં ચાલુ ને ચાલુ રહે છે એટલે એનાંથી જે કલાકારો છે એને પણ અને નવી તકો ઉત્પન્ન થઇ છે અને એમાં એ બધા જ કલાકારો સતત રીતે સારી રીતે અને ખૂબ એ લોકોને તક મળે એમાં એ પોતે કારકિર્દી બનાવી શકે એ રીતે એનાં અભ્યાસક્રમો પણ ચાલુ થયા છે એટલે આમ જોઈએ તો ગુજરાતની અંદર એટલી બધી તકો પડેલી છે કે જેની વાત જ ન પૂછો અને હાલનાં સમયની અંદર ગણીએ તો અત્યારે યુટ્યુબ્સ પછી વેબ સિરિઝો પછી પર્સનલ જે નેટફ્લિક્સ કે એવી અલગ અલગ પ્રકારની ચેનલ્સો એની અંદર પણ એટલાં બધાં કામો થઈ રહ્યાં છે કે જેમાંથી કોઈક વ્યક્તિને કોઈ કલાકારને એમ લાગે કે મારી પાસે આ કળા છે તો મારે આ ક્ષેત્રમાં જવું છે તો એ પોતે આ ક્ષેત્રમાં ખૂબ ઇઝીલી જઈ શકે છે પણ એની પોતાની પાસે કળા હોવી જોઈએ એ જરૂરી છે એટલે એક ક્યાંક ઓડિસન આપે ક્યાંક એ પોતાનો ટેસ્ટ આપે ઓડિયોનો ટેસ્ટ આપે વિડીયોનો ટેસ્ટ આપે પોતે શું કરી શકે છે એ બધું થોડુંક બાયો ડેટા બનાવી અને કોઈ પણ ચેનલ્સમાં એપ્લાય કરે તો એને સતતને સતત તક મળતી હોય છે બીજી વાત એ છે કે ગુજરાતમાં જોઈએ તો આ ક્ષેત્રની અંદર આપણે અભ્યાસક્રમો પણ યુનિવર્સિટી માન્ય થયા છે અને ચાલુ છે અને જે વર્ષોથી આ છે એ અભ્યાસક્રમોમાં દાખલ થવાથી તમે કારકિર્દી બનાવી શકો પહેલાં એવું થતું કે જ્યારે અભ્યાસક્રમો તો હતા પણ એ અભ્યાસ માંથી આપણે જ્યારે બહાર નીકળીએ ત્યારે આપણું જીવન નિર્વાહ ચલાવવા માટે આપણે વળતર તો જોઈએ હવે એ વળતર આપણને કેમ મેળવવું હવે એ સમય દરમ્યાન એટલે આપણે ગણીએ તો સિત્તેર એંસીના દાયકાની વાત કરીએ તો ત્યારે બહું ઓછી આ વસ્તુ થતી એટલે કે તમને કારકિર્દી બનતી નહીં તમારું કેરિયર ન બનતું એટલે હવે યુનિવર્સિટીનો અભ્યાસ ત્યારે પણ હતો અત્યારે પણ છે પણ અત્યારે ફેર એટલો છે કે તમે જેવાં અભ્યાસક્રમમાંથી બહાર આવો એટલે તમારી સામે દસ રસ્તાઓ હોય કે તમારે આ ચેનલમાં જવું છે આમાં જવું છે આમાં જવું છે આમાં જવું છે એવી રીતે અલગ અલગ પ્રકારની ચેનલ્સમાં તમારે કળાનાં પ્રકાર ગણીએ તમારે સંગીતમાં જવું છે નાટકો કરવાં છે કે ફિલ્મ કરવી છે વેબ સિરિઝો કરવી છે કે માત્ર ઓડિયોમાં કામ કરવું છે એ શું કરવું છે તમારી ચોઈસ પ્રમાણે તમને જે ઈચ્છા પડે તમને એમ થાય કે હું આ કરી શકું છું તો આ બધી જ બાબતો તમે આરામથી કરી શકો છો એટલી બધી આની અંદર તકો રહેલી છે વર્તમાન સમયની અંદર અને ખાસ કરીને ગુજરાતમાં અને આ ઉદ્યોગમાં ઘણી વાર એવું બનતું હોય કે તમારું એજ્યુકેશન છે એ ઘણી વાર ઓછું હોય પણ તમે કલાકાર સારા હોય એવા કલાકારોને પણ જોયા છે આપણે ઘણી વખત ડિગ્રીમાંથી આવેલા કલાકારો પણ છે અને એ પણ ફિલ્મ ક્ષેત્રે ખૂબ સારું નામ કમાઈ શક્યાં છે અને સાથે સાથે એ એ પોતે પોતાનું જીવન નિર્વાહ અને રોજીંદી એ જે લાઇફની અંદર એક જે બેસમાં આપણને મની જોઈએ એ મની પણ મેળવે છે સાથે એન્ટાટેનમેનમેન મેળવે છે અને એ ઉપરાંત એમને પોતાને ગમતું કામ કરવાં મળે છે એ સૌથી અગત્યનો મોટો મુદ્દો છે બીજી વાત આપણે જો જોવાં જઈએ તો આ ક્ષેત્રમાં પડકારો શું હોય એમ હવે આ જે ઉદ્યોગ છે મનોરંજનનો જે ઉદ્યોગ છે એમાં સૌથી જો પહેલો પડકાર હોય તો આમાં સમયની કોઈ પાબંદી નથી તમારે બાર કલાક પણ કામ કરવું પડે ચોવીસ કલાક પણ કરવું પડે અડતાળીસ કલાક પણ કામ કરવું પડે અને એની સામે ઘણી વાર તમને વળતર ઓછું પણ મળે અને ઘણી વખત સમય પ્રમાણે તમે ઓછો સમય આપ્યો હોય છતાં પણ વળતર વધારે મળે આવી બે ઘટનાઓ મનોરંજન ઉદ્યોગમાં જો આપણે કામ કરવું હોય તો એ કલાકારો માટે રહેતું હોય છે બીજો પડકાર જો ગણીએ તો પહેલાં તમારી પાસે તમારી કળાનું તમે સંગીતનાં કલાકાર હોવ તો તમારે રિયાઝ કરેલો હોવો જોઈએ જો એ ન હોય તો તમે ટકી નહીં શકો એટલે તમારે સખત મહેનત કરવી પડશે નાટકનાં કલાકારો હોય તો તમારે ખૂબ નાટકમાં કામ કરવું પડશે બોલવું કેમ આ તે એ બધી જ બેઝિક પ્રક્રિયાઓ છે એમાંથી તમારે પસાર થઈ અને પછી આગળ વધવું પડે આ એક બેઝિક મેન પડકારો કહી શકાય એનાંથી આગળ જઈએ તો મનોરંજન ક્ષેત્રની અંદર આ ઉદ્યોગની અંદર પહેલાં એક સમય એવો હતો કે ગુજરાતી જે ફિલ્મો બનતી તો એ ટોકીઝમાં રિલીસ થતી ત્યારે માણસ જોવા ટોકીઝમાં જતો કારણ કે ત્યારે આટલાં બધાં માધ્યમો નહોતાં હવે મોબાઈલ ટેકનોલોજી અને જે ટેકનોલોજીનો વિકાસ થયો છે એની સાથે સાથે એ વિકાસમાં એવી બાબતો બની છે કે હવે તમે ઇઝીલી તમારા મોબાઈલ ઉપર કોઈ પણ ચેનલને જોઈ શકો કોઈ પણ વેબ સીરિસ જોઈ શકો એ બધું જ કરી શકો એનાં કારણે હવે લોકોને ટોકિસ સુધી જવું નથી પડતું અને એનાં કારણે જે ટોકિસ ઉપર ગુજરાતી ફિલ્મો કે એ સિવાયની કોઈ પણ ભાષાની ફિલ્મો ચલાવવી હોય એની અંદરથી વળતર મેળવવું હોય તો એ વળતર છે ને ઓછું મળે છે કારણે કે એ તરત મોબાઇલમાં જોવાઈ જાય છે વચ્ચેનો યુગ એક એવો ગયો કે જેમાં કોઈ પણ ફિલ્મ બને તો એની પાયરેટેડ કોપી માર્કેટમાં આવી જાય એટલે એનાં કારણે ટોકિસ સુધી પ્રેક્ષક પહોંચે નહીં પણ હાલ એવો સમય છે કે ટોકીઝમાં પ્રેક્ષકને પહોંચાડવાં માટે ખૂબ જ એડવર્ટાઈસમેન્ટ કરવી પડે છે મહેનત કરવી પડે છે એ હાલના સમયની અંદર એ એટલું સહેલું પણ છે ને એટલું અઘરું પણ છે છતાં પ્રેક્ષક એક આવતો નથી એ એક આ મનોરંજન ઉદ્યોગમાં એ એક મોટો પડકાર છે અને ઘણી વાર એવું બને છે કે કોઈ સારા વિષયની ફિલ્મ આવી તો એક સાથે ત્રણ ચાર ગુજરાતી ફિલ્મો ઉપરા ઉપરી આવી તો કેટલાંક લોકો વારંવાર ટોકિસ સુધી ફિલ્મ જોવાં જાય એમ કારણ કે અત્યારે પહેલાં ફિલ્મો બનતાં ટેકનોઓજી નહોતી એટલે ફિલ્મો જે છે એ ખૂબ ઓછી બનતી અથવા બનાવવા માટે સમય વધારે લાગતો જેનાં કારણે એ રીલીઝ મોટી મોડી થતી હવે એવું બન્યું છે કે ટેકનોલોજીનાં કારણે દસ પંદર કે વીસ દિવસની અંદર ફિલ્મો બની જાય છે સિરિયલો બની જાય છે વેબ સિરીઝનાં એપિસોડ એ પ્રમાણે બની જાય છે રોજગારી વધી કલાકારોને રોજગારી વધી એની સાથે જોડાયેલા તમામ કેમેરા મેન છે પ્રોડક્શન સંભાળતાં હોય એ લોકો છે એની અંદર કારપેન્ટર આવે પેન્ટર આવે તો એ બધા લોકોને આની અંદર રોજગારી મળી પણ એની સામે ઝડપથી બનવા માંડી તો બન્યું એવું કે જે ટૉકીઝની અંદર જે ફિલ્મોને જવું જોઈએ ઉપરા ઉપરી આવવાંથી પ્રેક્ષક કેટલીક વખત ફિલ્મ જોઈએ જુએ એમ આ જોયાં પછી વળી પાછી તરત એટલે ઉપરા ઉપરી તો ફિલ્મ જોવાં ન જઈ શકાય એટલે એ એક પડકાર છે એટલે બનવાનું વધારે શરૂ થયું તો કઈ ફિલ્મ કેટલી ચાલશે એનો વિષય શું છે કેવી બની છે આ છે તે છે પ્રેક્ષક તરત જ અત્યારે શાર્પ થઈ ગયો છે કે સહેજ પણ ન ગમે એટલે તરત જ એને દૂર કરી દે રિમૂવ કરી દે નીકળી જાય અથવા જાય નહીં આવા બધા પડકારો પહેલેથી જ બની રહ્યા છે અને ખાસ કરીને જોઈએ તો સારા વિષયની ફિલ્મ અને ઇઝી ભાષામાં કે જે લોકોને ગમે એવી ભાષામાં કોમેડી ફિલ્મો કોમેડી નાટકો એ બધાં બનવાનાં હજુ પણ ચાલુ છે એમાં ઘણા બધા કલાકારો એવા છે કે જેમના નાટકો ખૂબ સારાં આવતાં હોય એ કલાકારો નાટક તો સારું ભજવતાં જ હોય પણ જ્યારે એ ફિલ્મો ના પડદે આવે તો એનાં નામ ઉપર ફિલ્મો ચાલતી હોય છે આપણે ગણીએ તો હિતેન કુમાર છે સિદ્ધાર્થ રાંદેરિયા છે સંજય ગોરડિયા છે એ બધા ગુજરાતી હિન્દી અલગ અલગ ફિલ્મોની અંદર જોડાયેલાં અને નાટકો હજુ પણ કરે છે પહેલાં પણ કરતાં અત્યારે ફિલ્મો કરે છે ફિલ્મો મળી ગયાં પછી એવું નથી કર્યું કે એમણે કે નાટકો બંધ કરી દીધાં આ બધા જ કલાકારો જે નામી કલાકારો છે એ ખૂબ સારું વળતર મેળવે છે આખું ગ્રુપ ચલાવે છે સંસ્થાઓ ચલાવે છે અને વળતર સારું મેળવી અને ફિલ્મો કરે છે પણ એને જે પોતે જે કળામાંથી શીખ્યાં છે નાટકની જે કળામાંથી શીખ્યાં છે એમાંથી એમણે હજી છોડી નથી એટલે આમ જોઈએ તો એનો જે બીજો મુદ્દો ગણીએ કે સારી ફિલ્મોને લખવી સારાં નાટકો લખવાં એ અત્યારનાં સમયમાં પડકારરૂપ એટલા માટે છે કે ટેકનોલોજીનાં જમાના ના કારણે ગૂગલની અંદર એટલી બધી માહિતી ભેગી થયેલી છે પણ એ માહિતીને યુટીલાઇઝ કેમ કરવી જ્ઞાન હોય અને એ જ્ઞાનને આપણે કળામાં એટલે કે લેખકની કળામાં કેમ ફેરવવું એ કન્ટેન જતો રહ્યો છે એટલે નવા નવા જે રાઇટરો છે એ આપણને ઓછા મળે છે અને ઘણી વખત એવું બને છે કે કોઈક ઓછા મળે છે પણ જે રાઇટરો મળે છે એ આપણને ખૂબ સારા મળે છે એમ કારણ કે ઘણી વખત અત્યારનાં અમુક પ્રકારના આપણે રાઇટરનું નામ લઈએ તો કહે રામ મોરી તો એણે ખૂબ એનું એણે ફિલ્મો એનાં સંવાદો એણે સારા લખ્યા હોય એના લેખો ખૂબ સારા હોય એટલે યંગ જનરેશનની અંદર અમુક રાઇટરો એટલા જ સારા આપણને મળ્યાં છે કે જે ખૂબ આપણાં ગુજરાત માટે આ ફિલ્મ ઉદ્યોગ માટે ગુજરાતમાં મનોરંજન જે ઉદ્યોગ છે એના માટે આ ખૂબ સારી વાત કહેવાય અને ડિરેક્શન એટલે કે આપણે એની જે ડિરેકશન એટલે કે આખે આખું સંકલન ફિલ્મને કે નાટકને બનાવવાં માટેનું જે હોય છે એનાં ઘણાં ઘણાં બધાં પાસા અલગ અલગ હોય છે એ બધાં પાસાનું જ્ઞાન ધરાવતા દિગ્દર્શકો પણ ગુજરાતમાં અને આ ફિલ્મ ઉદ્યોગમાં સારા એવા છે આપણે ગણીએ તો ગુજરાતી ફિલ્મો નેશનલ વિનર અને ઓસ્કાર એવોર્ડ વિનિંગ ફિલ્મો પણ હવે ગુજરાતમાં બનવાં લાગી છે જેનાં કારણે ગુજરાતનું અને આપણાં ફિલ્મ ઉદ્યોગનું નામ પણ ખૂબ જ રોશન થયું છે આ બધું જોઈએ તો પડકારની વાતો આપણે કરી મનોરંજન ઉદ્યોગમાં જે તકો છે નવા કલાકારો માટે કેમ મળે એક વાત કરવાની રહી ગઈ ખાસ ઓડિયો એટલે કે આપણે કહીએ તો જેમ રેડિયો ઉપર આપણે વાચિક એટલે કે સાઉન્ડ થકી આપણાં કાન સુધી વાત પહોંચતો હોય એવી રીતે અલગ અલગ એફએમ્સ હવે આવી ગયાં છે એ એફએમની અંદર પણ તમને સતતને સતત અલગ અલગ પ્રકારની વર્તમાન સમયની માહિતી વર્તમાન સમયનું એન્ટરટેનમેન્ટ જૂનાં ગીતો નવાં ગીતો એ સાથેનાં અલગ અલગ પ્રોગ્રામો હવે એફએમ આવ્યાં પછી પણ આપણને સાંભળવા મળે છે અને આપણને ગમે ત્યારે ગમે એ સમયે આપણાં મોબાઇલમાં સાંભળી શકીએ છે એવી બધી ટેકનોલોજીને કારણે આપણને ફેસલિટી મળી છે અને જેનાં કારણે ગુજરાતનું આ મનોરંજન ઉદ્યોગ છે એ ખૂબ જ આગળ વધી રહ્યો છે નવા કલાકારોને કે જેઓ સારું બોલી શકે છે સારું લખી શકે છે એ લોકોને તો ખૂબ સારી તક છે કે સતતને સતત સારું બોલતું રહેવું એટલે એ લોકો આરજે બની જતાં હોય છે એટલે આમાં અત્યારે ગુજરાતની અંદર એટલી બધી સારી તકો મળી છે કે જેની વાત જ આપ ન કરી શકાય જેટલી કરીએ એટલી ઓછી છે આમ જોઈયે તો પણ જેટલી થઈ એ જે પ્રમાણે કરવાની હતી એ પ્રમાણે આપણે કરી છે